હું મારું આ જે ઓનલાઈન બુક કરાયેલ કેબ છે એ ઓટો રદ કરવાનું કારણ છે કે મારાથી જે મને સ્થાનમાં યોગ્ય જાણકારીના અભાવે જે મેં ખોટું સ્થાન દર્શાવેલું હતું જેના કારણે મારે જે સ્થળેથી વાહન કેબ બુક કરવાનું હતું એની જગ બીજી જ સ્થળેથી થઈ ચૂક્યું જેના કારણે હું આ કેબ અત્યારે રદ કરું છું અને નવું મારા જે લોકેશન છે ત્યાંથી જ બીજું કેબ બુક કરું છું